હા મને દોડવું ખૂબ ગમે છે હું રોજ સવારે છ વાગે પાંચ કિલોમીટર દોડવા જઉં છું હું માનું છું કે દોડવું એક સારી પ્રક્રિયા છે હું એવું માનું છું કે બધા જ લોકોને તેમના જીવનમાં દોડવું જોઈએ દોડવાથી મને સારી કસરત થાય છે દોડવાથી આપણી શ્વાસ લેવાની ક્ષમતા વધે છે રોજ દોડવાથી મને માનસિક શાંતિનો અનુભવ થાય છે દોડવાથી મને હળવાશ પણ થાય છે હા હું માનું છું કે દોડવાની પ્રવૃત્તિથી મારી માનસિક અને શારીરિક આરોગ્ય પર સારી અસર થઈ છે